હલો ગુડ મોર્નિંગ મેં ગઈકાલે આપને કોલ કરીને મારું એક ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવેલું હતું જેનો બુકિંગ નંબર છ આઠ શૂન્ય પાંચ ચાર ત્રણ પાંચ શૂન્ય પાંચ છ પાંચ છે અને મારે બુકિંગ હવે કેન્સલ કરાવવું છે મારે એ સિલિન્ડરની જરૂર નથી અત્યારે તો તમે મને બુકિંગ કેન્સલ કરી આપો